હેલો હા ઓલામાંથી વાત કરો છો હા હવે મને આ નંબર પરથી મેં કેબ બુક કરી તી તો એ ડ્રાઈવર સાથે ફોન લગાવી આપશો હા હા બરાબર હા તો હા ડ્રાઈવર ભાઈ હા હું કોમલબેન બોલું છુ તમે હમણાં મારો કોલ લીધો છે હા મારે અમદાવાદ જવાનું છે બરાબર પણ ભાઈ મેં તમને અગિયાર વાગ્યાનો ટાઈમ આપ્યો તો તમે ટાઈમ તો જુઓ કેટલા વાગ્યા સાડા અગિયાર થયા રાઇટ હં બરાબર હજી તમે નથી આવ્યા આવું કઈ રીતે ચાલે હું સમજુ છું કે હમણાં વરસાદનો માહોલ છે એટલે આવું બધું થાય પણ તમે અમારી પરિસ્થિતિ તો સમજો અને અડધો કલાક થયો ત્યાં સુધી તમે અમને ફોન નથી કર્યો આવું કેવી રીતે ચાલે નહીં નહીં નહીં નહીં નહીં મારે તો પહોંચવાનું હતું સાડા બાર વાગ્યે એટલે અગિયાર વાગ્યાનો ટાઈમ આપ્યો તો મેં હા તો અહીંયાથી દોઢ કલાક તો થાય ને નડિયાદથી અમદાવાદ વચ્ચે સિત્તેર કિલોમીટર જેટલું ડિસ્ટન્સ છે તો દોઢ કલાક જેટલો ટાઈમ તો લાગે ને હવે એક કલાકમાં હું કઈ રીતે અમદાવાદ પહોંચીશ હજી તમને કેટલો ટાઈમ લાગશે હજી પંદર મિનિટ નહીં નહીં નહીં નહીં નહીં મને નહીં ચાલે હા તમે મારો કોલ રદ કરી દો હું મારી વ્યવસ્થા કરી લઇશ હા હું મારી વ્યવસ્થા કરી લઇશ પણ મને હવે તમે હવે પ્લીઝ નહીં આવતા અને મને રિફંડ કરી દો જે પૈસા આપવાના હોય એ હા